અરે ભાઈ મારા અહીંયા પાન કાર્ડના મારા નામમાં થોડો સુધારો કરવો છે તો કોને મળવાનું પેલા ભાઈને સારું હેલો જી મારું નામ જેનલ મોદી છે અને મારા પાન કાર્ડના મારા પાન કાર્ડમાં મારા પિતાના નામમાં મારા થોડીક મેં ભૂલ દેખી એટલે મારે થોડો સુધારો કરવાનો છે હા લાવ્યો છું ને દસ્તાવેજો મારી પાસે આધાર કાર્ડ છે પછી મારા પા મારા પપ્પાનું મારા પિતાનું પાન કાર્ડ છે હા હા આપું આપું એક મિનિટ બીજા ક્યા દસ્તાવેજ જોઇશે એ તો હું નથી લાવ્યો સારું ચાલો હવે એક કામ કરું હું એ ઘરેથી લેતો આવું એ દસ્તાવેજો બધા અને બીજા કયા દસ્તાવેજ જોઇશે સારું તો હું આટલા દસ્તાવેજ લેતો આવું ઘરેથી ચાલો